પશુપાલન સામાન્ય રીતે અલગ અલગ પ્રકારનાં ઉછેરવાં જોઈએ ગાય ભેંસ બકરી ઘેટું મરઘી તમ જેથી તમારા પશુઓને તમે કેવી રીતે તમને એની સાવચેતી રાખો કે લોકો કઈ કઈ રીતે રહે છો એને ખવડાવવાનું નવડાવવાનું બધી જ રીતે તો ખાલી એક જ પ્રકારનાં પશુ પાળવાં જરૂરી નથી તમે અલગ અલગ પ્રકારનાં પશુઓ પણ પાળી શકો છો જેમ કે મરઘી કે ગાય જેથી તમારે એની આવકમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે ને જેમ કે મરઘી છે તો એના ઈંડા ગાયના દૂધ બકરીનું દૂધ ઘેંટુ હોય તો એના ઉન એ રીતે તમને ઘણા ફાયદાઓ થઈ શકે છે અને પશુઓ પ્રેમ હોય તો તમે એને કઈ રીતે સાચવ સાચવ કાણિયો કરી શકો કે જેથી એમને બહુ બાંધીને નહીં રાખો તમે એને ઘાસ ચરાવવા જાવ બહાર કાઢો થોળું એમને પછી એક જ તબેલામાં બધા પશુઓને જોળે નહીં એ લોકો માટે અલગ અલગ કાળજી લેવી પડે ને હવા પાણીઓ મળતી રહે એમને ખાવાનું પણ સમયસર મળતું રહે એ બહુ જરૂરી છે